બોલો બોલ બોલો ને ચિંતનભઈ શું શું હતું હં ઍક્સઇબેક ફાઈવ હન્ડ્રેડ આપણે જે ઍક્સઇબેક તમે લખી આપી છે ને એમાં પ્રિસ્ક્રિપ્શનમાં તમે ડૉક્ટરે લખી આપી છે એના અંદર કેવું છે કે એ દવા જે છે એ એમાં એઝિથ્રોમાઇસિન કરીને દવા આવે છે એ દવા જનરલી એન્ટિબાયોટિક દવા હોય બરાબર અને મેક્રોલેપોડિલ ગ્રૂપની દવા હોય બરાબર એ દવા જે શરદી ઉધરસ અને ગળું પકડાતું હોય જેવા હાયર ઇન્ફૅક્શન હોય એમાં સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે એ દવા જે તમારે બે એ દિવસ દિવસનો એક એનો ડોઝ હોય એક ગોળી તમારે લેવાની હોય કાં તો તમે સવારે લો અથવા પછી સાંજે લો દિવસની ચોવીસ કલાકની અંદર એક ગોળી ગળવાની હોય છે અને એ ગોળી ગળવાથી તમને સારો એવો આરામ રહે છે અને એ એ એ ગોળી જે છે એ ભૂખ્યા પેટે લેવાની હોય છે એટલે તમને ત્રણ દિવસનો ડોઝ લખી આપ્યો છે ડૉક્ટર સાહેબે એમાં ત્રણ દિવસનો ડોઝ હોય બરાબર વધારે પડતું ઇન્ફૅક્શન હોય વધારે પડતો જો ચેપ હોય તો એ પછી પાંચ દિવસ લેવામાં આવે કાં તો દસ દિવસ લેવામાં આવે બરાબર છે સાઇડ ઇફેક્ટમાં તો કેવું છે ઍલોપેથિક જે દવા હોય તો એનું થોડું બહુ તો સાઇડ ઇફેક્ટ રહેતું હોય છે એમાં કેવું હોય કે ગૅસ રહે કે પછી થોડું ચક્કર જેવું રહે કે એવું ખરું થોડી સામાન્ય એનાં જે આડઅસરો છે સામાન્ય એની આડઅસરો એ આડઅસરો રહેવાની હોય બરાબર હા બધી જગ્યાએ હવે એમાં ઉપલબ્ધ હોય છે જ બધી જગ્યાએ ઉપલબ્ધ હોય દવા એટલે તમને મળી જાય એટલે આ સરળતાથી મળી જાય કોઇ પણ તમે મેડિકલની દુકાને તમે જાઓ ત્યાં તમને આ દવા ઉપલબ્ધ હોય તો તમને મળી જાય એમાં કઈ વાંધો નહીં આવે તમને મળી જશે હં હં હં ના ના ના બરાબર છે બરાબર છે લેવાય અને સેફ છે એટલું બધું કંઈ સાઇડ ઇફેક્ટ નથી એટલું મેં તમને જે જણાવી ને એવી આડઅસરો આડઅસરો થોડી બહુ રહેવાની સામાન્ય આડઅસરો રહેવાની એટલે એમાં કંઇ એવું કશું કોઇ એવું ચિંતા જેવી કે કંઇ વાંધા જેવી વાત નથી ના ના ના ના ના ના ના કોઈ ચિંતાની વાત નથી કોઈ ચિંતાની વાત નથી હા હા ઓકે હા આવજો